હા હા મેં બહુ બધા એવા પ્રવાસો કર્યા છે કે જ્યાં મને નવા અનુભવો થાય અને હું કાંઇક નવું શીખું જેમ હું જ્યારે નાની હતી ઇન ધ સેન્સ મારા અર્લી એટીન્સમાં એટલે કે હું અઢાર વર્ષ પહેલાં એક એવા વાતાવરણમાં રહેલી કે જ્યાં હું હંમેશા મારા ઓળખતા લોકોની સાથે રહેલી તો મને એક એક એ વસ્તુ હતું કે હું જાઉં અને બીજા એટલે કે બીજા એક વિસ્તારમાં જઈને ત્યાંનાં લોકોની સાથે સંપર્ક કરું અને હું એવા અનુભવો કરું કે જેના થ્રુ આપણે એમ કહી શકીએ કે કંઇક શીખવા મળે જેમ આપણે એમ કહીએ ગુજરાતીમાં એવું કહેવાય છે કે બાળકને છૂટાં મૂકીએ ને તો એને સમજણ આવે કે કયા સારા માણસો છે કે કોણ ભોળા માણસો છે કોણ આપણને છેતરી જાય છે કયા લોકો જે આપણને મદદ કરે છે પણ આપણે કેવાં લોકોની મદદ લેવી જોઈએ જેમ આપણે વિચારીએ કે હું આ મેં ત્યાં એ ટાઈમે બીજા કલ્ચર એટલે કે બીજી ભાષા અને એના માટે મેં એક આવી રીતે પ્રવાસ કરેલો એ પ્રવાસ હતો કચ્છનો હવે મેં કચ્છનાં રણનો પ્રવાસ એટલે મતલબ એન મતલબ ચૂસ કર્યો તો એટલે કે એને એટલે અનુભવવા માંગતી તી કે હું એ વિસ્તારમાં આવેલાં લોકો એટલે કે ગામડાનાં લોકો શહેર કચ્છમાં શહેર પણ છે ભુજ અંજાર તો અંજારમાં એક ત્યાંનાં કચ્છી વહક જે ચાલે છે તો એ પણ એક્સપ્લોર એટલે કે એને હું આગળ અનુભવીને એની સાથે એ મારી સાથે લાવવા માંગતી તી તો એ જે તોરણ હોય પગ લૂંછણિયા હોય બારશાખ હોય પછી ચાકળા મઢેલા હોય તો એ બધું જે એક દોરાથી વર્ક કરવામાં આવે બરાબર તો એ વર્કને મારે જોવું હતું પછી ત્યાંનાં લોકો એટલે કે ત્યાં મહિલાઓ આવી રીતે વ્યવસાય કરે છે તો એ વ્યવસાય કરે છે જે બરાબર તો એને કઈ રીતે એ લોકો કરે છે કેમ કે ધંધામાં પણ ખોટ થાય અને ક્યારેક નફો પણ થાય તો આ ઓલામાં મહિલાઓ કઈ રીતે એને એક્સેપ્ટ કરે છે સાથે સાથે મહિલાઓ કઈ રીતે આ વસ્તુની સાથે એક કહીએ ને કે ડીલ કઈ કઈ રીતે કરે છે એ બી અનુભવવા માટે હું ત્યાં ગઈ પછી બીજું ત્યાંનાં હું ગઈ તી એ ટાઈમે ઉત્તરાયણ ચાલતી તી એટલે કે ચૌદ જાન્યુવારી તો એ ઉત્તરાયણ માં ત્યાં બહારનાં લોકો એટલે કે ફોરેનર્સ ત્યાં આવે છે અને એ એક એવી સાઈડ છે કે જ્યાંના જ્યાં તમને એ ટાઈમમાં બહારનાં લોકોને સાથે પણ અનુભવો થાય તો મેં ત્યાં એક કેમ્પ બુક કરાવેલો અને એમાં મેં સાથે વાત કરી કે મતલબ ફોરેનરની સાથે બી વાર્તાલાપ કરેલો કઈ રીતે મારે આ પરિસ્થિતિમાં મેં ત્યાં અનુભવ્યું અને એની સાથે સાથે જે બી કાંઈ કામ હોય બરાબર એને કઈ રીતે તમે કરો છો ત્યાંની તમારી રહેણી કહેણી કેવી છે તમે તમારો કામ કાજ શું હોય છે કે તમારે કેટલો ટાઈમ કામ કરવાનું હોય છે તમને એ કેટલો પગાર આપે છે પછી તમારું ત્યાં શોષણ થતું હોય છે કે નથી થતું કેમકે આપણે એ બી જોવાનું કે ભારત અને ભારતની બહારનાં લોકોમાં મતલબ આપણે જે એક રૂઢિ હોય કે કામ આવી રીતે થાય ત્યાં કઈ રીતે કામ થતું હોય તો એ તફાવત જાણવા માટે એ અનુભવ કરવા માટે મારે આવા વાર્તાલાપો મેં ત્યારે કરેલા પછી આપણને એ બી એક અનુભવ થાય કે આપણને એકલા જોઈને પણ એવા અનુભવો થાય કે જેનાથી એ આપણને છેતરવાની કોશિશ કરે જેમ આપણે સમજીએ કે મારે એક રિક્ષા કરવાની તો મારી સૌરાષ્ટ્ર બોલી છે તો હું સૌરાષ્ટ્ર બોલીમાં એટલે આમ કહું કે ભાઈ અહીંયા જવું છે તો એ એ જે બોલી હોય એ લહેકાથી બી ઓળખી જાય કે આ કચ્છનાં લોકો નથી કે આ અહીંયાના લોકો નથી સો એ એવી રીતના તમને વધારે ભાવ કહીને કહેશે કે વીસ પચીસ રૂપિયા જનરલી થતાં હોય તો એ પચાસ રૂપિયા કહેશે કે અહીંયાથી અહીંયા મેડમ જવા માટે આટલા રૂપિયા થશે તો આવી છેતરામણીના પણ અનુભવો થાય બીજું કે ત્યાંનાં કલ્ચર રિલિજિયન લોકો કઈ રીતે રહે છે જેમ આપણે જેમ મેં એક પ્રવાસ કરેલો મતલબ દક્ષિણ ભારતમાં તો ત્યાંનાં લોકોનો યુઝવલી એટલે કે એ લોકો હંમેશા એવું કરતા હોય છે કે એ લોકો વહેલાં જાગે છે ને વહેલાં સૂઈ જાય વહેલો ધંધો ચાલુ કરે છે ને વહેલો પતાવે છે તો હા મારા માટે એવું છે કે અનુભવ કરવા માટે કંઇક નવું શીખવા માટે પ્રવાસ કરવા જરૂરી છે